હા સર મેં તમને ફોન કર્યો હતો હં એટલા માટે કર્યો હતો કે થોડી સ્કૂલ થોડી સ્કૂલ બાબતે વાત કરવી હતી કે હા સ્કૂલમાં જે બાળકો સર ક્લાસમાં છે ને અમુક બાળકો જે છે એ લોકો લેશન નથી લાવતાં હં તો આપણે શું કરીશું એ લોકો વિષે હા સર અને બીજું એ સર કે લેશન અમે આપીએ છીએ અમે ચેક પણ કર્યું તેમાં બરોબર છે અમૂક બાળકો લેહસન નથી લાવતા ને જે અમુક અમુક બાળકો એવા છે કે જે લેશન લાવે છે પરંતુ અક્ષર સારા નથી કાઢતા એમાં અમે ઘણી વખત કહીએ છે કે તમે વેઠ ન ઉતારો તમે અક્ષર સારા કાઢો પણ એ લોકો એટલે સમજતાં જ નથી એમ હં બરાબર હં હં અને બીજું એવી વાત હતી કે સર કે કેટલાક મમ્મી એટલે એમનાં મમ્મી પાપ્પાને ફોન પણ કર્યો હતો જે લોકો અમુક બાળકો છે જે સતત ગેરહાજર રહે છે સર સતત ગેરહાજરીના લીધે અને અમુક કેટલાક બાળકો છે કે જે અઠવાડિયામાં બે દિવસ આવે છે અને ચાર પાંચ દિવસ નથી આવતા તો એવા વાલીઓનો પણ કોન્ટેક્ટ કર્યો તો મેં અને એમને કીધું તું કે તમે તમારા બાળકને સ્કૂલે મોકલો તોય એવા બાળકો પણ આપણે એ બાબતે પણ વાત કરવી જોઈએ આપણે હા સર હં હા હા સર ઓકે ઓકે શનિવારે આ બધા આ બધી વાતો આપણે એ લોકોને કહીશું ઓકે સર હા સર હા હા ઓકે ઓકે ઓકે ઓકે સર હા